વીસ હજાર બસો એકસઠ પચાસ હજાર પાંચસો એકાવન ત્રીસ હજાર સાતસો બાવન પચીસ હજાર આઠસો એકાવન અને સાડત્રીસ હજાર ચારસો ચાલીસ